શું તમે ભોજન માટે વાપરી અને ફેંકી દેવાય એવાં પ્લેટ્સ વાટકા ચમચી ગ્લાસ વગેરે રાખો છો તો મારા ઘરે હમણાં મારા સન મારા દીકરાનો લગ્ન પ્રસંગ હોઈ જેથી તમે મને પાંચસો થાળીઓ પાંચસો વાટકીઓ યુ અને ગ્લાસ ચમચીઓ વગેરે મને મારા ઘર પર ડીલેવરી કરી આપો મારા ઘરનું સરનામું છે યદુનંદન સોસાયટી મકાન નંબર સોળ ઘનશ્યામપુર માર્ગ હળવદ